મારા મનગમતા પુસ્તક વિશે વાત કરું તો એ છે તોત્તો ચાન જેના લેખક છે તેત્સૂકો કુરોયાનાગી જેને અનુવાદ કર્યું છે રમણ સોનીએ આ પુસ્તકની અંદર વાત કરું તો એક નાની છોકરીની ઘટના છે જે સામાન્ય બાળકો કરતાં થોડીક નાની ઉંમરની હોય જે ઉંમરનું બાળક હોય એના કરતાં થોડુંક નાની ઉમરનું અને ઘણું બધું શીખવી જાય છે કહેવાય કે નાનું બાળક જે કે તે ખૂબ જ ઈનોસેન્ટ હોય કે નાની ઘટના છે પણ ખરેખર સમજવા જેવી હોય એમાંનો એક પ્રસંગ કહું કે આ એક નાની બાળકીની વાત છે પણ એની સાથે રહેલાં એનાં એની જ વય જૂથનાં બાળકો જે મેચોર હોય છે એના કરતાં અને એવી વાત છે કે જ્યારે શાળાની અંદર રમતોત્ત્સવ થતો હોય છે તો રમતોત્ત્સવની અંદર હાર અને જીતનું મહત્ત્વ નથી સમજાવતા પસંદગી નાપસંદગી જુએ છે કે બાળકોને શું નથી ગમતું એના પ્રત્યે આપણે પ્રેમ કેવી રીતે કરાવવો જોઈએ તો અહીંયા વાત કરીએ કે જ્યારે બાળકો રમત રમે છે અને એના પછી જે લોકાને પુરસ્કાર આપવામાં આવે છે તો પુરસ્કારમાં જે ન ગમતી હોય એ વસ્તુ આપવામાં આવે છે એટલે બાળક એવું શીખે છે કે કે મને પુરસ્કારમાં મળેલી વસ્તુ છે તો ખરેખર આપણે એને પ્રેમ કરવો જોઈએ એટલે જે નથી ગમતું એ વસ્તુને આપણે અપનાવો ખરેખર એ વસ્તુ આપણને ગમતી થઈ જાય છે અને એના સિવાય જ્યારે પણ જીત મળે ત્યારે અથવા તો આપણને એવું લાગે કે ખરેખર આપણને ક્યાંક આમાં બહુ જ ખુશ છીએ ત્યારે આમાં એક સરસ મજાનું વાક્ય જે તોત્તો ચાન નામની બાળકી છે એ બોલે છે ખુશ છું રે ખુશ છું એટલી બધી ખુશ છું એનું કારણ શું આજે બાળકી છે એને નાની નાની રમતો રમવી બહુ ગમે છે જેમકે કાદવમાં રમવું ખાડો કરીને બગીચાની અંદર નાનાં ગલૂડિયા જે રીતે ખાડો કરીને જાય એવી રીતે જવું કાદવ કિચડમાં રમવું ગંદુ થવું પણ ખરેખર એક નાના બાળકનાં બાળમાનસને સમજવું ખૂબ જ અઘરું છે પણ બાળકો માટે આ વસ્તુ હોવી પણ જરૂરી છે ક્યારેક આપણે મોટા છીએ તો એ પણ કરી જોઈએ અને દરેક બાળક કંઈ નોર્મલ નથી હોતું દરેક બાળકને સમજવાની રીત એને શીખવવાની રીત અલગ હોય છે તો આ પુસ્તક પરથી આપણે એટલું જ શીખી શકીએ કે દરેક બાળકને એક સરખું ન સમજવું દરેકની આઇકયું લેવલ અલગ અલગ હોય તો આઇકયું લેવલ પ્રમાણે એને હેન્ડલ કરતાં શીખવું જોઈએ